હા અમારા ગામમાં તો પાણીના કેટલા બધા સ્ત્રોત છે હેન્ડ પંપ છે ચેક ડેમ છે મોટા ડેમ છે અને ઘણાં બધાં સ્ત્રોત છે કે કે આખું વરસ અમારે કોઈ દિવસ પાણીની તકલીફ અમે નથી જોઈ હા પહેલાં અમે બહુ જ પાણીની તકલીફ જો જોઈ હતી કે અમારે ટેન્કર મંગાવવું પડતું આજુબાજુમાંથી ભરી લાવવા બહારથી પાણી લાવવું પડતું પણ આ છેલા દસકાથી તો અમે કોઈ દિવસ પાણી માટે હેરાન થયાં નથી કારણ કે બારેય મહિના નળમાં એ આવે છે અમારી ઘરે હેન્ડ પંપ છે એમાં એ આવે છે અને ડંકી છે એમાં પણ આવે છે અને કોઈને કાંઇ બધાને ઘરે ઘરે અત્યારે તો નળ થઈ ગયાં છે ડિફેલ થઈ ગયાં છે અટલે કોઈને પાણીની તકલીફ નથી અત્યારની આ પેઢીએ પાણીની તંગી જોઈ નથી છેલ્લાં દસ પંદર વરસથી પંદર વીસેક વરસથી નથી જોઈ લ્યોને વીસ વર્ષ પહેલાં હતું કે પાણી ભરવામાં સંગ્રહ કરવામાં આખો દિવસ વહ્યો જતો વહ્યો જતો પણ અત્યારના જમાનામાં બસ સ્વિચ દબાવો એટલે પાણી જોઈએ એટલું મળે તો આ બધો જશ નર્મદા યોજનાને જાય છે કારણ કે નર્મદા યોજના જ્યારથી આવીને ત્યારથી પાણીની તંગી કોઈએ જોઈ નથી અમારા શહેરમાં તો કારણ કે ખેતી માટે કામ માટે ઉદ્યોગ માટે જેને જેટલું પાણી જોઈતું હોય એને બધાંને આસાનીથી મળી જાય છે કોઈને બહુ પ્રોબ્લેમ થતાં નથી અત્યારે તો કહુંને પાણીના સ્ત્રોત તો ઘણાં બધાં છે અત્યારે પાણીનો ચેક ડેમ બનાવી અને ગામે ગામ બધાને પાણીની બારે મહિના પાણી મળી રહે એના માટે પણ એને પૂરતો સ્ત્રોત મળી રહે વાડી માટે અલગથી પાણીનો સ્ત્રોત હોય કૂવામાં પાણી હોય એટલે કોઈને પાણીની મુશ્કેલી તો વેઠવી પડતી જ નથી કારણ કે પહેલાં કરતાં તો અત્યારે ઘણું કહુંને તો ઘણું સારું છે તો કેટલાં બધાં અત્યારે તો કૂવા હોય ડંકી હોય ઘણું બધુ હોય તો અત્યારે પાણીનો કોઈને પ્રોબ્લ્મ નથી